મેં મારા ઘરનું રિનોવેશન કરાવ્યું છે અને એમાં વધારાનાં ઘણાં ઇલેક્ટ્રોનિક ડીવાઇઝીસ મેં નાખ્યા છે અને એના માટે મને અલગથી ઇલેકટ્રીસિટી બિલનો અને ઇલેકટ્રીસિટી વાયરનો વપરાશ માટે અલગથી તમે સ્ટેમ્પ આપી શકો છો એટલું કરવા વિનંતી